હાલ તો અમો યોગને શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે જ કરવાનું પસંદ કરીએ છીએ પણ એક અભ્યાસ તરીકે જ્યારે નાની અમુક ઉંમરના લોકો હોય છે તો તેઓ આ નવા નવા આસનો શીખી અને લોકોને યોગ્ય યોગની શારીરિક તેમજ વ્યવસ્થિત વ્યાયામ પણ કરાવી શકે છે અને આ યોગ છે એ ખરેખર એક આપણા માટે એક તંદુરસ્તી માટેનું એક ખરેખર મોટું સાધન છે આ યોગનું આપણા માનનીય વડાપ્રધાન આખા ઇંટરનેશનલ લેવલે એક યોગ દિવસ તરીકેનો પણ અભ્યાસને દાખલ કર્યો છે અને એની એક આપણે આ પહેલી લેવી જોઈએ ખાસ કરીને એની નોંધ કે આપણા માનનીય વડાપ્રધાન શ્રીએ ઇંટરનેશનલ લેવલે યુનોમાં પણ એમ કે યોગ દિવસને એક મહત્ત્વ સાબિત કર્યું છે એવી જ રીતે આપણા રાજ્યની અંદર પ દરેક પ્રકારે એક આખું આનું ડીપાર્ટમેન્ટ ઊભું કરવામાં આવ્યું છે તેના યોગના ચેરમેન હોય છે અને આ બધી વસ્તુનું એક આખું ડીપાર્ટમેન્ટ તરીકે કામ કરે છે અને લોકોને માનસિક તેમજ શારીરિક તંદુરસ્તી પ્રદાન થાય અને દરેક લોકો ખાસ કરીને એજેડ લોકો છે એ આમાં જોડાય અને પોતાના શારીરિક અને તંદુરસ્તી મેળવે તેના માટે યોગ ઘણો ઘણો જરૂરી છે લોકોને આની અંદર જેમકે વ્યાયામ શાળાઓ તરીકે એક યોગના શિક્ષક તરીકે પણ કામ કરતા હોય છે અને બાળકોને આમાં રોજીરોટી પણ મળતી હોય છે જે ખાસ કરીને એના યોગના જે નવા નવા આસનો અને શીખે છે અને લોકોને તેના તરફ પ્રેરણા પ્રેરે છે એવા લોકો નવા નવા આસનો કરે છે પરંતુ જ્યારે ઉંમર થઈ ગઈ હોય ત્યારે લોકો પોતાની રીતે યોગને એક તંદુરસ્તી માનસિક અને શારીરિક તંદુરસ્તી માટે પસંદ કરતા હોય છે પરંતુ આ યોગ છે એ દરેક લોકો કરી શકે છે અને જો નિયમિત યોગ કરવામાં આવે તો તેનું શરીરનું તંદુરસ્તી સારી જળવાઈ રહે છે અને યોગ છે એ પોતે એક હારું સારું એવું આપણે મહત્ત્વ તંદુરસ્તી પ્રદાન કરે છે આરોગ્ય જળવાઈ રહે છે જેથી કરીને દરેક લોકોએ યોગ માટે જોડાવું જોઈએ અને યોગ છે એ દરેકને માટે બહુ ઉપયોગી છે